ગુજરાતમાં વ્યવસાયિક વાતાવરણ ઉધ્યોગ સાહસિકતા અને નવીનતાનું સમર્થન પૃષ્ઠ ભૂમિ ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો એક રાજ્ય તેનો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે વિશિષ્ઠ સ્થાન ધરાવે છે આ રાજ્યની અર્થ વ્યવસ્થા અગ્રણી ઉધ્યોગ અને વેપાર વ્યસાયીક પ્રવૃતિઓ પર આધારિત છે ગુજરાતનો ઔધ્યોગિક વાતાવરણ અને સાહસિકતાનો પ્રોત્સાહન આપનાર પ્રેક્ષ્યમાં રાજ્યની ભૂમિકા મહત્વપૂર્ણ છે વ્યવસાયિક વાતાવરણ પહેલું નીતિઓ અને નિયમો ગુજરાત સરકારે વ્યાપાર માટે અનુકૂળ નીતિઓનું અમલ કરી રહ્યાં છે જેમ કે કે મેક ઈન ગુજરાત અને ગુજરાત ઇન્કયુબેટર પોલિસી જે નવા પ્રોજેક્સને પ્રોત્સાહન આપે છે સરકારે ઉદ્યોગોને સબસીડી કર કર રીયાયત અને તાલીમ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ કરાવ્યા છે બીજું ઔદ્યોગિક ઢાંચો ગુજરાતમાં મજબૂત ઔદ્યોગિક ઢાંચો છે જેમાં સઘન પુરવઠા ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોટેસન જાળીનો સમાવેશ થાય છે આ ઢાંચો સાહસિકતાઓ માટે મલ્ટી મોડલ પરિવહન સુવિધાઓ અને ઔદ્યોગિક વિસ્તારો પૂરું પાડે છે ત્રીજું મણકા ગુજરાતમાં મણકાના વિક્સન માટે પ્રોત્સાહક વાતાવરણ છે રાજ્યમાં ઘણા મણકા વિસ્તારો છે જેમ કે કચ્છ સુરત અને અમદાવાદ જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોને જોડે છે આ મણકાઓ દ્રારા નવો સાહસિક વેપાર શરૂ કરવો સરળ બને છે બીજું ઉદ્યોગ સાહસિકતા સાહસિક સંસ્કૃતિ ગુજરાતમાં સાહસિક સંસ્કૃતિનું પકવું હોવું રાજ્યોના વ્યસાયિક પરિસ્થિતિને બદલવા માટે મજબૂત આધાર આપે છે ગુજરાતીઓમાં ઉદ્યોગ સાહસિકતા માટે ઝળહળતી ભૂમિકા છે જે તેમને નવા વિચાર અને ઈનોવેટીવ સોલ્યુસન પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપે છે શિક્ષણ અને તાલીમ રાજ્યમાં શિક્ષણ અનએ તાલીમ માટેના સંસ્થાઓની ઉપલબ્ધતા નવીનતાને સમર્થન આપે છે સરકારી અને ખાનગી કોલેજો અને યુનિવર્સીટીઓ મલ્ટી ડિસિપ્લિનરી અભ્યાસક્રમો પ્રદાન કરે છે જેમાં વ્યસાયિક તાલીમ ફાઈનાન્સ અને માર્કેટિંગનો સમાવેશ થાય છે ત્રીજું સ્ટાર્ટઅપ મનોરંજન ગુજરાતમાં સ્ટાર્ટઅપ અને નવીનતા માટે અનેક ઇન્કયુબેટર અને એકસલેટર પ્રોગ્રામો શરૂ થયા છે જેમ કે વાઈબ્રન્ટ ગુજરાત શિખામણ અને નાણાંની સુવિધાઓ પૂરી પાડે છે આ આયોગો નવું સાહસ શરૂ કરવામાં માટેના પ્રોત્સાહકો અને નેટવર્કિંગના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે પછી નવીનતા એમાં પેલું ટેકનોલોજી અને સંસોધન ગુજરાતમાં ટેકનોલોજી અને સંશોધન માટે કંઈક નવો મંચ મળી રહ્યો છે રાજ્યમાં વિવિધ સંશોધનો કેન્દ્રો અને ટેક પાર્કો છે જેમ કે સીંધીયા ટેક્નિકલ યુનિવર્સિટી જે સંશોધન અને વિકાસમાં સહયોગ આપે છે બીજું સંચાલનની શ્રેષ્ઠ પદ્ધતિઓ ગુજરાતની ઉદ્યોગમાં સંચાલન માટે શ્રેષ્ટ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે જેમ કે લીન મેનેજમેન્ટ જે કાર્યક્ષમતા વૃદ્ધિ ખર્ચમાં ધટાડો લાવતો હોય આ શિખામણ અને નવીનતા પ્રોત્સાહિત કરે છે ત્રીજું વૈશ્વિક બજારોમાં પ્રવેશ ગુજરાતનાં ઉદ્યોગ વૈશ્વિક બજારોમાં પ્રવેશ કરવા માટે અનેક નવો પ્રયત્ન કરી રહ્યાં છે એમની નવીન પ્રોડક્સ અને સેવાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાઈ રહી છે જે ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મજબૂત બનાવે છે ચોથું ખટક સમર્થન એમા પહેલું સરકારની ભૂમિકા રાજ્ય સરકાર સતત સાહસિકતાનુ પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોગ્રામ્સ ચલાવે છે યથાવત નીતિઓ કાયદા અને નિયમો નવા ઉદ્યોગોને એક પગલું આગળ વધારવા માટેનો સાધન બની રહ્યાં છે બીજું ખાનગી ક્ષેત્ર અને નઉ નોન ગવર્મેન્ટલ સંસ્થાઓ ખાનગી ક્ષેત્ર અને નોન ગવર્મેન્ટલ સંસ્થાઓનો સહયોગ ગુજરાતમાં વ્યાપારીક વાતાવરણને મજબૂત બનાવે છે તેઓ નવીનતા માટેનું મંચ પૂરી પાડે છે જે સાહસિકતાઓને માર્ગદર્શન અને નાણાકીય સહાય પૂરી પાડે છે પાંચમું મુંડાણ અને પડકાર એમા પહેલું મુંડણ અને પડકારો એમા પહેલું સંસાધનોની અછત જ્યારે ગુજરાતે બધી બીજ ઉદ્યોગો અને વેપાર માટેનો એક મજબૂત આધાર રાખ્યો છે ત્યાં કેટલીક વખત સંસ્થાઓની અછત અને એક પડકારરૂપ બની જાય છે આમાં પાણીની અને જમીનની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે બીજું મનોરંજન અને મનોવિજ્ઞાન મનોરંજન અને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કેટલાક સાહસિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે સફળતાને પ્રાપ્ત કરવા માટે તેમની અંદરની શક્તિ અને પ્રેરણાની જરૂર છે ત્રીજું વૈશ્વિક સ્પર્ધા ગુજરાતનાં ઉદ્યોગો વૈશ્વિક સ્તરે જંગમાં સામનો કરી રહ્યાં છે અને તેમના આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા ગુણતા અને પ્રોડકસની આવશ્યકતાને પૂર્ણ કરવાની જરૂર છે છઠ્ઠું ભવિષ્યની દિશા એમાં પહેલું ટકાઉ વિકાસ ગુજરાત રાજ્ય ટકાઉ વિકાસમાંના માર્ગે આગળ વધે છે જેમાં ઉર્જા પર્યાવરણ અને સામાજિક વિકાસના તત્વોને ધ્યાનમાં રાખે છે આ ટકાઉતાનો ખ્યાલ નવા ઉદ્યોગોને સામેલ કરે છે જે તેને લક્ષ્ય તરીકે ધારણ કરે છે બીજું ઇનોવેટિવ અને ડિજિટલ ઉદ્યોગ વિશ્વની આગળ વધતી ટેકનોલોજી સાથે મળીને ગુજરાતે ઇનોવેટિવ અને ડિજિટલ ઉદ્યોગમાં વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યુ છે આ ક્ષેત્રે નવા અને યુવા ઉદ્યોગ કારોને વધુ તક મળી રહી છે ત્રીજું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સરકાર ગુજરાતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર સહકાર વધારવાની તૈયારી કરી છે જે વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બતાવશે આ માટે વૈશ્વિક નેટવર્ક અને ભાગીદારીની જરૂર પડશે સાતમું નિષ્ક્રિય ગુજરાતમાં વ્યવસાયીક વાતાવરણ ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની સંભાવના છે રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્ર અને નોનગવર્મેન્ટલ સંસ્થાઓની મદદથી ગુજરાતે ઉદ્યોગો માટે અનેક અનુકૂળ વાતાવરણ બનાવી છે જે તેને આગળ વધવાની અને એ નવા ઊંડાણમાં પહોંચી જવાની તક આપે છે જોકે તે સંસાધનોની અછત મનોરંજન અને વૈશ્વિક સ્પર્ધા જેવા પડકારોનો સામનો કરે છે પરંતુ રાજ્યની ઈચ્છા અનએ પ્રદાનની ક્ષમતા તેના ભવિષ્યને ઉજ્વળ બનાવે છે